હા હમણાં છેલ્લા થોડાં વર્ષોમાં એ નાણાક્ષેત્ર નાણાકીય ક્ષેત્રમાં ઘણો બધો સુધારો થયો છે જેમકે ગવર્મેન્ટની અમુક પોલિસી એવી છે કે જેના લીધે એ તમારી તમારી કેટલી આવક છે એ મુજબનો આવકવેરો તમારે ભરવો પડે અને એ મુજબના લાભ પણ તમને સામે મળે જેના લીધે મારા રાજ્યમાં કે અમારા વિસ્તારમાં જોઈએ તો કેન્દ્ર સરકારની સહાય અલગ અલગ રીતે આવતી હોય તો એ સહાયના લીધે ઘણું બધું મતલબ ઇનફ્રાસ્ટ્રક્ચર છે રોડ અને રસ્તાઓ છે એ બધામાં ઘણો બધો સુધારો થયો છે આ બધું જે નાણાકીય આ બધુ સુધારો થયો એમના લીધે આ બધો સુધારો થયો છે